હું મારા નિત્ય નૃત્ય માટે અભ્યાસ માટે હું સંગીત એ એવી રીતે પસંદ કરું છું જેમાં કંઈ જાણવા જેવું હોય કે જેમાંથી આપણને કંઈ પ્રેરણા મળે એવું હોય જે ગીતથી આપણને કંઈક આગળ કામ આવે એવું હોય સારું ગીત ચુઝ કરવામાં આવે છે જેનાથી મગજને શાંતિ મળે અને જે સોંગ અને જે ડાન્સ અને જે નૃત્ય સામે જે જોનાર હોય તેનાથી પણ સારું રહે